મારી મનપસંદ ઋતુ મોસમ એ ચોમાસું છે ચોમાસું એ માટે કે ચોમાસાના દૃશ્યો મને બહુ જ ગમે છે જે વાદળો રંગાઈ જાય છે કાળા કાળા ઘમ્મ્મર વાદળાઓના સાથે જે મેઘરાજા વીજળીની ખડખડાટ રીતે વરસે છે તે જોઈને મને અતી આનંદ થાય છે આમ જોવા જઈએ તો ખેતી એ ભારતમાં સૌથી જરૂરી છે અને વર્સ અ ખેડૂતો જે છે એ ચોમાસાની રાહ જોઈને બેસી રહે છે જ્યારે વરસાદ આવે છે ત્યારે પાક થાય છે અને આનાજ થાય છે અને ખેડૂતોનું જીવન ચાલે છે આમ જોવા જાવ તો ચોમાસાના ઘણા જ બધા ફાયદાઓ પણ છે એટલે જ મને ચોમાસું બહુ જ ગમે છે ચોમાસામાં જાંબુ થાય છે અને જાંબુ ખાવા મને બહુ ગમે છે ચોમાસામાં ચા પછી મકાઈ ભૂટ્ટા પછી પકોડા ભજીયા એ બધું ખાવું મને બહુ જ ગમે છે અને તે દૃશ્ય જોતા જોતા જૂના જૂના ગીત સાંભળતા સાંભળતા દૃશ્યના આનંદ લેવા પણ બહુ ગમે છે એટલે જ ચોમાસું મારું મનગમતું ઋતુ છે